ભારતીય મહિલાઓએ રોજિંદા જીવનમાં અનેક પડકારોનો સામનો કરવો પડે છે જેમકે ઘર અને કામ વચ્ચેનું સંતુલન જાળવવું શારીરિક સુરક્ષા અને ક્યારેક ક્યારેક સામાજિક મર્યાદાઓમાંથી આગળ વધવાનું વર્ષો દરમિયાન મહિલાઓના જીવનમાં મોટા ફેરફારો તો થયા છે પણ મહિલાઓએ તેની સાથે સંતુલન જાળવવામાં તાલમેલ મેળવવામાં પ્રગતિ હાંસલ કરી લીધી છે વ્યવસાહિક ક્ષેત્રોમાં તેમનું આગવું સ્થાન પણ મેળવી લીધું છે હવે પોતાની આર્થિક અને સામાજિક જાતિની ઓળખાણને પણ મહિલાઓએ મજબૂત બનાવી દીધી છે ભારતમાં હવે દરેક જગ્યાએ સરખી તક અને સુરક્ષા પ્રાપ્ત કરવી એ એક પડકારરૂપ બની રહ્યું છે આ માટે કાયદા અને નીતિઓ તો છે પણ તેનો યોગ્ય અમલ અને સમાજના દ્રષ્ટિકોણમાં બદલાવ લાવવો પણ એટલો જ જરૂરી છે લોકો પોતાની સુરક્ષા અને સુરક્ષાને લોકો લોકલાજની શરમે બોલતા નથી અને તેની સામે પગલું ભરતા નથી પણ સ્ત્રીઓએ મહિલાઓએ પોતાની સુરક્ષા માટે આ પગલું ભરવું જરૂરીજ છે